સૌરાષ્ટ્રવાસીઓ આમેય ધાર્મિક હોય છે અને એમાં જુનાગઢ એ તો એક ધાર્મિક નગરી જ છે અને જુનાગઢમાં તો એટલા બધા મંદિરો દેરાસરો આસરે છે કે એ ગણવા બેસો તો પણ ગણી ન શકાય ગલીએ ગલીએ મંદિરોને આવેલા છે દેરાસરો પણ ખૂબ જ સરસ ખૂબ જ સરસ છે અને ગિરનાર એ તો નિમનાથ પ્રભુની ભૂમિ છે યાત્રાનું ધામ છે અને ત્યાં દેરાસરમાં અવારનવાર એટલી બધી ગિરનારની નવ્વાણું જાત્રાઓ પણ થાય છે દેશ પરદેશથી લોકો નવ્વાણું જાત્રા કરવા માટે આવે છે અને ગિરનારની જાત્રા નિમનાથની ટૂંકે જઈને સેવા પૂજા કરે છે દીક્ષાઓ પણ એટલી બધી અહીંયાં થાય છે દેરાસરમાં ઉપર નિમનાથની ટોપ ઉપર દીક્ષા થાય છે એના મહોત્સવો પણ ખૂબ જ સરસ થાય છે પદયાત્રાના સંઘો પણ ખૂબ જ અહીંયાં આવે છે તળેટી તો હંમેશા માટે ધાર્મિક રીતે ગિરનારની તળેટી તો આપણા દેરાસરોમાંને ધાર્મિક અનુષ્ઠાનોથી ગુંજતી જ રહે છે એટલા બધા યાત્રાધામો આવેલા છે અને એના અણુ એ અણુ પરમાણુની અંદર ધાર્મ ધર્મ ગાજતો હોય છે અને નિમનાથના રણકારો અહીંયાં ગુંજતા જ હોય છે અને જે પગપાળા સંઘ આવતા હોય એ લોકોને પણ ખૂબ જ આનંદ આવે છે દેશ પરદેશથી અહીંયાં આવે છે લોકો અને ગિરનારની જાત્રા કરે છે અને નિમનાથને ડુંગર ચળીને જાત્રા લોકો કરે છે અને પુણ્ય ઉપાર્જન કરે છે અને સંતોષ પણ એ લોકોને એકલો જ મળે છે કે અમે ધાર્મિક યાત્રા કરી છે અને ધાર્મિક પરંપરાઓને અનુસરીને જ લોકો કામ કરે છે કે દેરાસરની અંદર જાવ તો માથે ઓઢવું ફરજિયાત છે ખુલ્લા માથે દર્શન નહીં કરવાના ટૂંકા વસ્ત્રો નહીં પહેરવાના નાઈટ ડ્રેસ નહીં પહેરવાના એવા બધી અહીંયાં દેરાસરની અંદર એ જે નિયમો છે એને લોકો અનુસરે જ છે અને એ પ્રમાણે લોકો કામ કરે છે અને ભાવથી ખૂબ જ ધાર્મિક ક્રિયાઓ લોકો કરે છે એટલે જુનાગઢ એ તો અમારું યાત્રાનું મુખ્ય ધામ છે